હા મેં ગુજરાતી સાહિત્યનાં ઘણાં પુસ્તકો વાંચ્યાં છે અને અમારા ગુજરાતી સાહિત્યકારોમાં નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ પ્રેમાનંદ અખો ગંગા સતી મૂકતાનંદ સ્વામી આવા ઘણા સાહિત્યકારો છે જેના સાહિત્યો દ્વારા કંઈક ને કંઈક જાણવા શીખવા મળે છે સૌથી સારું સાહિત્ય મને નરસિંહ મહેતામાંથી પણ જાણવા મળ્યું છે કે હરિનામ પ્રભુનામમાં કંઇક એવું તથ્ય છે કે જેનાથી તમારા દુઃખોનું નિવારણ થાય છે હા હું ગુજરાતી છું અને હું મારા ધર્મ પુસ્તકને સૌથી પહેલું પ્રાધાન્ય આપું છું અને મારું ધર્મ પુસ્તક છે શ્રીમદ ભાગવદ્ ગીતા શ્રીમદ ભાગવદ ગીત દ્વારા મને મારા જીવનની નાનામાં નાની તમામ મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરવો તેના વિશે મને માહિતી મળે છે શ્રીમદ ભાગવદ્ ગીતામાં અઢાર અધ્યાય છે અને અઢારે અઢાર અધ્યાયમાં શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને કંઈકને કંઈક નાના મોટા પાઠ દ્વારા એને સમજાવવામાં આવે છે કે વિષાદ કરવાથી દુઃખ કરવાથી ક્યારેય કોઈપણ પરિસ્થિતિનો રસ્તો મળતો નથી અને સૌથી પહેલું તો આપણે આપણા ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું છે કે તમારા મન પર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી છે જીવનમાં જ્યારે કોઈપણ કર્મ તમે કરો ત્યારે તે કર્મમાં તમે ફળની અપેક્ષા ન રાખો અને હંમેશા પોતાનાં મનથી વિચારો આત્મમંથન કરો પોતે જાતે દરેક કાર્ય કરવા જઈ રહ્યા છો તો એ કાર્યનો અભ્યાસ કરો કે તે કાર્ય બરાબર છે જીવનમાં આ પાંચ વાતને તમે ઉતારી લો જે વાતો દ્વારા તમને કંઈકને કંઈક શ્રી કૃષ્ણ ભગવાન કહેવા માગે છે અને તમારા જે સમસ્યા છે તમારી તે સમસ્યાનો તમને નિવેડો મળી જ જાય છે અને જો તમે કોઈક કાર્ય કરવા જઈ રહ્યા છો અને તે કાર્યમાં તમારા મનમાં ખોટા વિચારો ખરાબ વિચારો આવે છે તો તે ન કરવું જોઈએ અને એ કરવાથી તેનું પરિણામ શું આવે છે તે પણ ભાગવદ ગીતાના દરેક શ્લોકોમાં જ મળી રહે છે ભાગવદ્ ગીતામાં જીવનની તમામે તમામ પરેશાનીઓ દુઃખો તકલીફો કયા કર્મો કરવાથી એ આવે છે અને કયા કર્મો ન કરવા જોઈએ તેની પણ આપણને સારામાં સારી જ્ઞાન મળી રહે છે હું જ્યારે પણ કોઈ તકલીફમાં હોઉં છું જ્યારે કોઈક મૂંઝવણમાં હોઉં છું ત્યારે હું સૌથી પહેલાં ભાગવદ્ ગીતાને મારા ધર્મ પુસ્તકને હું વાંચવાનો પ્રયત્ન કરું છું હું વાંચું છું અને મેં ઘણી વખત વાંચી છે એના સાતસો શ્લોક છે અને અઢાર અધ્યાય છે ગીતાને મહા પુરાણ પણ કહેવામાં આવ્યું છે શ્રી કૃષ્ણએ કુરુકક્ષેત્રનાં યુદ્ધ દરમ્યાન આ અર્જુનને આમાં ઘણા ઉપદેશો આપ્યા અને એ ઉપદેશ દ્વારા ભાગવ્દ ગીતાનું નિર્માણ થયું છે તો હું એવું માનું છું કે જ્યારે મનુષ્ય કોઈ વિચારોમાં છે માનસિક રીતે દુઃખી છે તો ત્યારે તેણે ભાગવદ્ ગીતાનું પઠન અવશ્ય કરવું જોઈએ સારા પુસ્તકોમાં તો હું સૌથી સારું અને મારું ધર્મ પુસ્તક ભાગવદ્ ગીતાને જ મહત્ત્વ આપું છું પણ થોડું ઘણા અંશે હું સ્વામી વિવેકાનંદનાં પુસ્તકનો પણ ઉપયોગ કરું છું અને એને અનુસરું છું સ્વામી વિવેકાનંદ એણે જીવનમાં હંમેશા ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તેના વિશે માહિતી આપી છે જીવનમાં તમે કોઈક કાર્ય કોઈક લક્ષ્યને પકડી રાખો છો અને તે લક્ષ્યને પામવા માટે દિવસ રાતને જોયા વગર જ્યારે તમે મહેનત કરો છો ત્યારે તમે એ લક્ષ્ય સુધી હંમેશા પહોંચી જ રહો છો અને તમને જીવનમાં સફળતા મળે જ છે તો હું એવું માનું છુ કે મારા જીવનનાં સૌથી સારાં અને વારંવાર વાંચવામાં આવ્યાં હોય તેવાં પુસ્તકોમાં સ્વામી વિવેકાનંદ અને ભાગવદ્ ગીતા છે અને હું હંમેશા જીવનમાં આગળ વધવામાં પોઝિટિવ વિચારવામાં અને ક્યારેય જીવનમાં આવનાર દુઃખ અને તકલીફને મહત્ત્વ આપ્યા વગર હંમેશા આગળ વધવામાં માનું છું હંમેશા ખુશ રહું છું જે થવાનું છે એ તો થઈને જ રહેવાનું છે તો પછી એના માટે દુઃખી થઈને હું મારા વિચારોને અને મારા મનને દુઃખી ક્યારેય નથી કરતી હા હું એક બુક રીડિંગ ક્લબ સાથે જોડાઈ તો નથી પણ મારી દીકરી એક સારા પુસ્તકાલયમાં સભ્ય છે અને હું એની પાસે ભાગવદ્ ગીતાનાં દરેક પુસ્તકો અને અલગ અલગ જે હિન્દી ગુજરાતી ભાષાઓમાં લખાયેલી છે તેમાં હું મંગાવું છું અને વાંચું છું એટલે હું ક્લબ સાથે નથી જોડાઈ પણ હું વાંચું છું ખરું અને પુસ્તકાલયમાં જાઉં છું